ભારતીય ફેશન સમય સાથે સતત બદલાતી રહી છે અગાઉ પરંપરાગત વસ્તુઓ જેવા કે સાડી ધોતી વધુ લોકપ્રિય હતા આજકાલ પશ્ચિમની શૈલીનાં કપડાં અને ફયુઝનવેર પણ ખૂબ પહેરવામાં આવે છે ગ્લોબોલાઇઝેશનને કારણે ભારતીય ફેશન પર પશ્ચિમી શૈલીની નોંધપાત્ર અસર થઈ છે જીન્સ ટીશર્ટ ડ્રેસ જેવાં પશ્ચિમી કપડાં હવે ભારતમાં ખૂબ સામાન્ય છે ભારત એક વિવિધ દેશ છે અને અહીંની ફેશન પણ ખૂબ વિવિધ છે દરેક રાજ્ય અને શહેરની પોતાની અલગ ફેશન ને શૈલી છે ભારતીય ફેશનનો ઇતિહાસ અને તેના વિકાસ વિષે ઘણી બધી માહિતી જોવા મળે છે હાલમાં ભારતમાં ચાલતા ફેશન ટ્રેંડ વિષે માહિતી ઘણી બધી જોવા મળે છે અહીંની ફેશન પરંપરાઓ કાળજીપૂર્વક હાથથી બનાવામાં આવેલાં વસ્ત્રો અને આધુનિક ડ્રેસનો અદ્ભૂત મિશ્રણ છે ભારતીય મહિલાઓ માટે સૌથી પરંપરાગત અને વસ્ત્ર તે એક અંસકોલડ પ્લીટે બોડી અને પાલવથી બનેલું છે સાડીઓ વિવિધ કાપડ રંગ અને પેટર્નમાં ઉપલબ્ધ છે પુરુષો માટે પરંપરાગત વસ્ત્ર તે એક તે એક લંબાએલી પટ્ટી છે જે કમ્મરની આસપાસ લપેટીને પગની આસપાસ બાંધવામાં આવે છે ભારતીય પરંપરાગત વસ્ત્રો અને પશ્ચિમી શૈલીનું મિશ્રણ આમાં સાડીઓ સાથે જીન્સ પહેરવા ધોતી સાથે ટીશર્ટ પહેરવા અને વગેરેનું સમાવેશ થાય છે ભારતીય ફિલ્મ ઉદ્યોગ બોલિવૂડ ફેશન ટ્રેંડ્સને પ્રભાવિત કરે છે બોલિવૂડ સેલિબ્રિટીઓના વસ્ત્રોના ઘણી વાર ફેશન આઇક્સન તરીકે અનુસરવામાં આવે છે ભારતમાં ઘણા પ્રતિભાશાળી ફેશન ડિઝાઇનર્સ છે જે વિશ્વભર તેની કૃતિઓ માટે જાણીતા છે તેઓ પરંપરાગત કારીગરી અને આધુનિક શૈલીનું અદ્ભૂત મિશ્રણ છે ભારતમાં દર વર્ષે વિવિધ શહેરોમાં ફેશન વીકનું આયોજન કરવામાં આવે છે આ ઈન્વેન્ટ્સમાં ડિઝાઇનર્સ તેમના નવા કલેક્શન પણ પ્રદર્શિત કરે છે ફેશન વીક ઉપરાંત ભારતમાં સમયાંતરે વિવિધ ફેશનનું આયોજન કરવામાં આવે છે આ સૌમાં મોડલ્સ ડિઝાઇનર્સના વસ્ત્રો પહેરે છે